રસોઈ બનાવવાની વાત કરું તો હું રસોઈ બનાવવાં માટે આપણે પહેલી વાત ધ્યાનમાં રાખવાની એ હોય છે કે આપણે રસોઈમાં બનાવતી વખતે એના પહેલાં હાથ ધોવા જરૂરી છે કારણકે હાથ નહીં ધોઈએ તો આપણાં ઘરમાં બીમારી ફેલાશે અને હા રસોઈ બનાવતી વખતે હું જે વાસણનો ઉપયોગ કરું છું એ છે કડાઈ હાંડી તપેલી વગેરેનો ઉપયોગ કરું છું અને હા એ કડાઇમાં હું શીરો બનાવુ છુ ચીક્કી બનાવું છું પછી સેન્ડવીચ ઢોકળાં એ બધુ હું ટ્રાય કરું છું અને કુકર પણ એમાં આવી ગયું કૂકરમાં આપણે જેમકે બોઇલ કરવું હોય કંઇ બાફવું હોય પછી દાળ છે પછી મગ છે પછી મઠ કઠોળ એ બધું બાફવા માટે કુકરનો ઉપયોગ થાય છે અને કટલરીના ઉપયોગની વાત કરું તો હું કટલરી માટે જેમકે હું સમોસાનું જે કટલરી આવે છે એ સમોસા સમોસા માટે પણ એનું અલગ કટલરી આવે છે મોદક માટેનું અલગ કટલરી આવે છે પછી એક ભુજીયા માટેનું અલગ કટલરી આવે છે એનું ઘ જોવા જઈએ તો ઘણી બધી કટલરીઓમા અલગ અલગ જાતની વસ્તુ આવે છે અને અલગ અલગ કટલરીઓમાં અલગ અલગ જાતની વસ્તુઓ બને છે અને રસોઈ બનાવતી વખતે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે આસપાસ ઓઇલ ના હોવું જોઈએ આપણી આસપાસ ગેસ લીકેજ ના હોવો જોઈએ કારણકે આ બાબતોનું ધ્યાન વધારે રાખવું જરૂરી છે કારણ કે ઓઇલ હોય તો ઓઇલ આગને જલ્દી પકડે છે અને ગેસ લીકેજ થાય તો ગેસના ફાટવાના વધારે ચાન્સીસ રહે છે એટલે આપણે એ રસોઈ કરતી વખતે પહેલાં ગેસનું બટન જોઈ લેવું જોઈએ અને ઓઇલ આસપાસ ન રાખવું જોઈએ અને રસોઈની વાત કરું તો આપણે વાસણ ભલે ધોયેલા હોય પણ ફરીથી આપણે એક વખત ધોવા જોઈએ કારણકે એનું રિસન કારણ કે આપળે ધોઈને વાસણ મૂકી દીધાં બરાબર પછી આજુબાજુના મચ્છરો છે એ એની ઉપર બેસે ગંદકી ફેલાવે અને પછી આપણે એમાં પાછી રસોઈ બનાવીએ અને રસોઈ બનાવીએ એટલે પછી એ આપણે બધા ખાઇએ અને એનું જાર પણ અંદર હોય થોડું ઘણું તો એટલે એનું કારણ આપણે વાસણ છે ને એ ધોઈને જ ઉપયોગમાં લેવાં જોઈએ